અરવલ્લી જિલ્લામાં ક સ્વાસ્થ્ય અને કાળજી માટે મુખ્ય જે સુવિધાઓ છે એ મતલબ કે અલગ અલગ પ્રાથમિક આયોગ્ય કેન્દ્ર છે અથવા જે પ્રાઈવેટીકરણ નિજીકરણ વધારે છે અહીંયા હવે જે કોરોના કાળની તમે વાત કરો તો ક્લિનિક કરીને અહીંયા એક ડૉક્ટર છે અને કોરોના કાળના અંદર સુવિધા તો સારી હતી નો ડાઉટ પણ ભાવ બહુ વધારે હતા ઑક્સિજનનો ભાવ વધારે હતો દવાઓનો ભાવ વધારે હતો જે વસ્તુ તમને આ જે આડે દિવસ જે પાંચસો રૂપિયામાં મળે તે પાંચ હજારમાં મળતી હતી કોરોના કાળમાં જે કહેવાય એ બહુ વધારે હતું